આપણા રોજીંદા જીવનમાં વપરાતી ગુજરાતી ભાષાની સામાન્ય કહેવતો ને રૂઢિપ્રયોગો ઘણા ઘણા છે એમાંથી મને જે સારું લાગે છે તે પ્રથમ આ છે વહેલો ઉઠે વીર બળ બુદ્ધિ વધે અને સૂખ્યું રહે એનું શરીર વહેલા ઉઠે એ વીર જે સવા સવારમાં જે વહેલો ઉઠે એને વીર કહેવાય એને એની બુદ્ધિ પણ વધે અને એને એને જે શરીર છે એ એનું શરીર તંદુરસ્ત રહે પછી જે આ અન્ન નોખું તો વન નોખું એટલે જે આપડે જે ખોરાક ખાઈએ છે એ ચોખ્ખું હોય તો આપડું મન પણ નોખું મન પણ સારું હોય પછી છે જાગ્યા ત્યારથી સવાર એટલે કે જ્યાં આપણે છીએ આપણાથી કોઈ ભૂલ થઈ જાયને આપણાને ખબર કે દિલથી આપણને ખબર પડે કે આ મારી ભૂલ છે તો એને આપણે માફી માગી લઈએ ત્યાંથી સવાર